તને ખબર છે અમે ઘરમાં કઈ દેશી રમતોની મજા માણીએ છીએ ઘરમાં અમે ઓનલાઈન લૂડો રમીએ પછી કેરમ રમીએ સાપસીડી રમીએ ચોપાઈ રમીએ પછી લખોટા રમીએ અને ગીલી દંડો છે પછી ચેસ છે એ બધી રમતો રમવાની તો એટલી મજા આવે ને અને બે ચાર જાણા ભેગા થયાં હોય ને તો બહુ મજા અને સ્પેસલી કોરોના ટાઈમમાં તો આપણે અમે બહુ લૂડો રમ્યાં ખરેખર હદ પાર વગર લૂડો રમ્યાં